ફોટોગ્રાફ અને ફોટોગ્રાફના વિષય ઉપર જો હું બોલવાનું ચાલું કરું તો હું એક ફોટોગ્રાફર છું તો હું એક જે બી ફોટોગ્રાફ હું એને જે જેની સાથે જો હું સંબંધ જ નહીં બનાવું તો એ ઉત્તમ એક જે ઉચ્ચ લેવલનો ફોટો હશે એ એ નહીં આવી શકે તો એના માટે મારે એ સીનેરિયોને એ પરફેક્ટ એક ઉત્તમ સમયનો રાહ જોઈને એ ફોટો પાડવાનો રહે જેમ હું ફોટોગ્રાફર છું તો હું અલગ અલગ

હર એક સાંજ હર એક દિવસ સૂરજ ઊગે સૂરજ આથમે ફૂલના ફોટો હું પાડું છું એ હર એક સમયના ફોટો અલગ અલગ આવશે એક જ સમયે એક જ ફૂલના ફોટો એક સમયે જ એક સરખો આવે એનો મતલબ એવો કે ધારો કે હું આજે સાંજે સાત વાગ્યે એક ફૂલનો ફોટો પાડી રહી છું કાલે પાછો હું પાડીશ તો એ બંને ફોટોગ્રાફમાં બહુ બધા અંતર હશે પહેલાં ફોટોમાં પતંગિયું આવી ગયું કીડી મંકોડા ચાલ્યા ગયાં બીજા ફોટોમાં એ ન આવવાની સાથે સાથે પવન આવ્યો તો પવનની પણ ઇફેક્ટ એટલે કે અસર ફોટો માં જોવા મળે છે ક્યાંક પક્ષી ઊડે છે એવું કુદરતી વાતાવરણ આપણે લઈએ તો એ કુદરતી વાતાવરણમાં સાથે સાથે સૂર્યનો અસ્ત થાય છે એટલે સૂર્યાસ્ત થાય છે ત્યારે એ વાતાવરણમાં મને એ એક ક્લિક એટલે કે જે ઉત્તમ ફોટો આપી શકે એ એટલે કે સૂર્યાસ્ત જ્યારે થતો હોય ત્યારે એ જે સોનેરી કિરણો ફેલાયેલા હોય એ કિરણોને મારે ક્લિક કરવાના રહે તો એ એક ઉત્તમ ટાઈમની રાહ જોઈને જ મને મળે હવે આવા સમયમાં જો મારે એક સારો એવા કુદરતની સાથે જો મારો સંબંધ નહીં રહે એટલે કે સમય સાથે સંબંધ હું નહીં રાખું તો એ ફોટો એવો ઉત્તમ નહીં આવી શકે જેવો મને જોઈએ છે તો આપણી એક ઈચ્છા એટલે કે મારા ફોટોગ્રાફર બનવાની જે ઈચ્છા છે કે હું સારા એવા ફોટોને ક્લિક કરીને એને હું મારી સાથે મારા યાદોમાં રાખું એ યાદોમાં રાખવા માટે મારે એક ઉત્તમ સબંધ બાંધવો જરૂરી રહેશે અને આ જે કામ કરવા માટે મને એક આનંદ અને ઉત્સાહ બંને આવશે તો આ ઉત્સાહ આનંદની સાથે સાથે હું એ આ પરિપક્વ અને પરિબળ સ્થળ સાથે જો હું કાર્ય કરવાનું કરીશ તો એના ઉપર એ એક ઉત્તમ અને સારું થશે હું માણસોના પણ ફોટો પાડું છું તો મારા દાદાજી છે એ બેઠા છે અને એ ના મને નથી સમજાતું કે એ માણસ ગુસ્સામાં છે કે નાખુશ છે તો હું એમનું એક સ્થાને ત્યારે હું એ કરીશ કે એ જે છે એ એની